ગુજરાતની ગૃહિણીઓને તો રસોડાના બધા જ મસાલા છે એ જ બધી જડીબુટ્ટી છે પહેલાના સમયમાં તો આયુર્વેદ હતું તો આયુર્વેદમાં તો આપણા જે રસોડાના જે મસાલા છે એ જ મોટી ઔષધી હતી એ જ બધી જડીબુટ્ટી હતી હવે તો પાછું થોડું નેચરોપથી ઉપર એ ય લોકો કુદરતી ઉપચાર તરફ વળ્યા છે તો એમાં તો લગભગ બધી જ વસ્તુ ઘરની જ ઘરના જ મસાલાને ઘરની જ બધી શાકભાજીને અનાજ કઠોળ એનોજ જડીબુટ્ટી તરીકે ઉપયોગ કરતાં હોય છે એટલે રસોડાના મસાલા બધાન બીમાર પડતા લોકોને ઘરમાં સિજન પ્રમાણે શિયાળામાં શરદી ઉધરસ એમાં હળદર વાળું દૂધ કેસર કેસર વાળું દૂધ કેસરનો ય ઉપયોગ સારી રીતે કરે છે શિયાળામાં અને શિયાળામાં વસાણાંનો ઉપયોગ કરે બધા સૂંઠ પીપરી મૂળ ગન અને તજ લવિંગનો શિયાળામાં ખાસ ઉપયોગ કરે કે કફ શરદીનું પ્રમાણ ઓછું રહે બધાયને અને ઉનાળામાં બને ત્યાં સુધી લીંબુનું શરબત વરિયાળીનું શરબત અને કોકમનું શરબત એમ જેટલું બને એટલું નેચરનો ઉપયોગ કરીને જ આપણે ઉપચાર કરતાં હોઈએ છીએ અને ચોમાસામાં ખાસ કરીને શરદી ખૂબ થાય એટલે ઉકાળો બનાવે એમાં અજમાને સૂંઠ નાખીને ખાસ ઉકાળો પીવડાવીએ કે ભાઈ શરદી સળીખમ નાના બાળકોને થયાં હોય તો એને અજમા વાળું તેલથી માલિશ કરીએ અને ગેસ થયો હોય તોય અજમા અને હિંગનો ઉપયોગ કરીએ અને જ્યાં પણ ગરમી જેવું લાગે કે વાતાવરણમાં અળાઈઓ નીકળી હોયને એવું હોય તો જીરુનું પાણી પીવડાવીએ એટલે રસોડાના જે મસાલા છે જે આપણાં એ બધા જ મસાલા ઔષધી તરીકે આપળે વાપરતા હોઈએ છીએ એટલે ગૃહિણી છે ઈ અડધી ડોક્ટર જ કહેવાય એવું જ છે આપણું રસોડું જ આપણું સારવારનું મુખ્ય થઈ જાય કે તમે કેવી રીતે એનો ઉપયોગ કરો છો એ તમારા ઉપર છે તે કેવી રીતે ઘરના લોકોને બને એટલું બહાર એલોપથી દવાનો ઉપયોગ ન કરવો પડે અને ઘરના જ મસાલાને રસોઈથી એવી રીતે આપણે સારવાર કરીએ કે બહારની આપણે જરૂર ઓછી પડે એમ એટલે આપણું રસોડું જ આપણી ઔષધી છે